ભારતમાં લોકો જ્યારે ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય ત્યારે ગણ્યા ગાંઠ્યા તો નહીં પરંતુ ઘણા બધા ધાર્મિક સ્થળોની આપણે વાત કરી શકીએ એ ધાર્મિક સ્થળોમાં જો હું ગુજરાતના ધાર્મિક સ્થળોની વાત કરું તો એમાં આવે છે સોમનાથ દ્વારકા અંબાજી સોમનાથની વાત કરીએ તો ત્યાં બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ આવેલું છે જ્યાં શિવજી ભગવાનની પૂજા કરવામાં આવે છે લોકો શિવજી ભગવાનને પ્રસન્ન કરવા માટે ત્યાં એમના જપ કરે છે માળા કરે છે અને શિવરાત્રીનો પ્રસંગ ત્યાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે એના દિવસે લોકો ઉપવાસ કરે છે પછી જો આપણે દ્વારકાની વાત કરીએ તો દ્વારકા એ કૃષ્ણનગરી તરીકે ઓળખાય છે અને ત્યાં કૃષ્ણ ભગવાનના જન્મ વખતે જન્માષ્ટમી વખતે ઘણી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને બારે વાગે પારણું ઝુલાવી કૃષ્ણ ભગવાનના જન્મનો ઉત્સવ મનાવે છે એ જ રીતે અંબાજી મંદિરની વાત કરીએ તો ત્યાં અંબાજી માતા બિરાજમાન છે અને લોકો ભાદરવી પૂનમના દિવસે પગપાળા ચાલીને ત્યાં પોતાની જે મનોકામના હોય એ પૂરી કરવા માટે જાય છે એમ જોવા જઈએ તો ભારતમાં ઉત્તરથી દક્ષિણ લઈને ઘણા બધા મંદિરો આવેલા છે જેમ કે જે બીજા જ્યોર્તિલીંગોની આપણે વાત કરીએ તો રામેશ્વર છે કેદારનાથ છે ભીમા શંકર છે કેદારનાથમાં લોકો બરફ હોય એ છતાં પણ ઘણી મોટી સંખ્યામાં લાખો કરોડોની સંખ્યામાં ત્યાં ઘણી વાર આપણને ભીડ જોવા મળે છે ત્યાં લોકો એટલી આસ્થાથી જાય છે અને દર્શન કરે છે એ પછી જો આપણે સાઉથમાં વાત કરીએ તો સાઉથમાં પણ અસંખ્ય મંદિરો આવેલાં છે જેમાંથી એક છે તિરૂપતિ બાલાજીનું ત્યાંની વાત કરીએ તો ત્યાં લોકો જાય છે અને પોતાના વાળ ઉતારીને આવે છે એટલે કે ત્યાં ટકલું કરાવાની જે પ્રથા ચાલે છે એને લોકો માને છે અને ત્યાં જઈને દર્શન કરે છે જગન્નાથપુરી જે ઓડિશામાં આવેલું છે એનો પણ ઘણો મહિમા રહેલો છે બીજના દિવસે લોકો ત્યાં એટલી મોટી સંખ્યામાં ભેગા થાય છે કે જ્યાં કીડી પણ ઊભી રહી શકે એટલી જગ્યા ના મળે અને એ એક માત્ર એવું મંદિર છે જ્યાં કૃષ્ણની સાથે રાધા પણ નથી અને રૂકમણિ પણ નથી એમની સાથે એમના ભાઈ અને બહેન છે બલરામ અને સુભદ્રા અને જગન્નાથપુરી જગન્નાથપુરીમાં બીજના દિવસે જે રથયાત્રા નીકળે છે એ દિવસે લોકો રથ પોતાની આપમેળે પોતાની શક્તિથી ખેંચીને આખા જગન્નાથપુરીમાં ફેરવે છે અને ત્યાં ઘણી મોટી સંખ્યામાં એ ઉજવણી કરવામાં આવે છે એ જગન્નાથપુરીની અષાઢી બીજના દિવસે અમદાવાદ જેવા શહેરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે એ પછી આપણે ઉત્તરમાં જોઈએ તો વૈષ્ણવ દેવીનું મંદિર છે ત્યાં પણ લોકો ફરવાથી માંડીને માતાજીના દર્શન કરવા માટે એટલી મોટી સંખ્યામાં ભીળ ઉમટી પડે છે જેની માટે ઘણા બધા મોટા શહેરોમાંથી ટ્રેન મૂકવામાં આવે છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા માટે જાય છે ત્યાંની મુલાકાત લે છે ત્યાં દાન પુન્ય હજારોની સંખ્યામાં કરવામાં આવે છે ઘણી મોટી સંખ્યામાં ત્યાં લોકો જઈને એટલું બધુ સાહસ કરીને દર્શન કરવામાં જાય દર્શન કરવા માટે જાય છે ત્યાં બરફ હોય કંઈ પણ તકલીફ હોય એ છતાં પણ લોકોમાં એ શ્રદ્ધા રહેલી છે કે આ મંદિરોની મુલાકાત લે એ પછી દક્ષિણમાં સાંઈ બાબાનું મંદિર આવેલું છે એ પણ ઘણું પ્રખ્યાત મંદિર છે આ સિવાય ભારતમાં ઘણા એવા મંદિરોની આપણે વાત કરી શકીએ છીએ જે મંદિરો એની ધાર્મિકતાને લીધે ઘણા પવિત્ર છે એને માનવામાં આવે છે અને લોકો દર્શન કરવા માટે ત્યાં જાય છે